શું તમે મધ્ય ગુજરાત વિદ્યુત બોર્ડમાંથી બોલો છો મારે મારા વીજળીના ટેરિફ દર વિશે માહિતી જ જોઈતી હતી મારા ઘરે બે એસી છે ત્રણ પંખા અને ફ્રીઝ વગેરે પણ ચાલતું રહેતું હોય છે મારે ઘરે સોલાર પેનલ પણ છે મેં બે કિલો વૉટની સોલાર પેનલ્સ નખાવેલી છે તો મારે એ જાણવું હતું કે સોલાર પેનલમાંથી જે વીજળી બને છે તેના પર મને કેટલા બિલની રાહત મળે છે અને તે ઉપરાંત મારા જે યુનિટનો વપરાશ છે તેમાં પર યુનિટ મારે કેટલા પૈસા આપવા પડે છે મોટા ભાગે તો શિયાળાના દિવસોમાં બહુ બિલ નથી આવતું પણ ઉનાળાના સમયમાં એસી વપરાય ત્યારે જ્યારે બિલ સો યુનિટથી વધી જાય તો અચાનક ટેરિફમાં ફેર પડી જાય છે તો તમે એવા કોઈ સ્લેબ રાખ્યા છે કે સો યુનિટ સુધી અમુક રકમ રાખવી એનાથી ઉપર વધારે રકમ રાખવી એવી કઈ ગણતરી હોય છે તમે ગણતરી વિશે મને માહિતી આપી શકો થોડી વધારે અચ્છા તમે મને આ વિગતો ઈમેલ કે વૉટ્સઅપ પર મોકલી શકો જેથી મારે યાદ ના રાખવી પડે બધા નંબર્સ અચ્છા આભાર